આપણે ગાયન ગુરુ શિક્ષકની વાત કરીએ તો આપણે લતા મંગેશકરની વાત કરીએ છે કે લતા મંગેશકર જે સિંગર છે એની પાસેથી મારા જીવનની અંદર ઘણી બધી વસ્તુ શીખવા મળી છે કે એની જે ગાવાની જે રીત છે એ મનુષ્યના પોતાના પોતાની જ મેહફિલમાં ખોવાઈ જાય છે અને ગાય છે જે લતા મંગેશકરનું જે ગીત છે એમાં ઘણી બધી વસ્તુ આપણે શીખવા મળે છે એના ગીતના એક એક શબ્દ ઉપર આપણે વિચારીએ ને તો આપણને એવું લાગે કે ખરેખર આપણે કોઈ એમ સારા કલાકાર અને સારા ગુરુઓ પાસે કંઈક જ્ઞાન લઈએ છે એટલે હું તો એવું જ ઈચ્છું છું કે હું લતા મંગેશકરને માત્ર સાંભળું જ છું અને એના તરફથી હું મારા સંગીતની રિયાઝ કરું છું સંગીત ગાઉં છું એ બધી જ રીતના સંગીતો ગાય છે શાસ્ત્રીય સંગીત પણ ગાય છે અને સમકાલિન સંગીતો પણ ગાય છે અને લતા મંગેશકર એટલે કે એમની વાત કરીએ તો એકદમ એકદમ સરસ રીતે સંગીત ગાય છે ને એને કારણે હું મારા બીજા જે ગુરુ છે એમની પાસે બી આ રીતની ટ્રેનિંગ લઉં છું એ પણ લતા મંગેશકર જેવું જ એમ ગાય છે પણ હું લતા મંગેશકર ઇન્સ્પાયર એટલે કે એમની પાસે એમને જોઈ અને સાંભળીને મને સંગીત શીખવાની ઈચ્છા થઈ છે એની કારણે હું બધા જ વિદ્યાર્થીઓને કહું છું કે તમે પણ એક જો કોઈ સારા ગુરુની તમે વાત કરશો ને જો તમે એક સારા શિક્ષક અને ગુરુ પાસે તમે કંઈ શીખશોને તો જ તમે તમારા જીવનની અંદર સફળ કરી શકો છો એટલે જ તો કે પેલું કહેવત છે ને કે સારા ગુરુ જો મળે ને તો જ એ વ્યક્તિ આગળ વધી શકે છે બરાબર છે ને તો આપણે એક સારા ગુરુની વાત કરીએ ને તો લતા મંગેશકરની આપણે વાત કરી શકીએ છે કે એની પાસેથી આપણને ઘણી બધી વસ્તુ આપણને શીખવા મળે છે તેને કારણે આપણે ઘણી બધી ઘણી બધી રીતે સંગીતો શીખીએ છે બધી રીતના સંગીતોને ગાય છીએ ને જોઈએ છે આપણે સાંભળીએ છે એને કારણે આપણે બી ઘણા બધા સંગીતો શીખવાની ઈચ્છા થાય છે અને હું તો એવું જ ઇચ્છું છું કોઈ બી સારા ગુરુનું જ આપણી ઉપર ધ્યાન હશે ને અને સારા ગુરુ તરફથી જ આપણને સંગીતનો રિયાઝ કરવા મળસે ને તો આપણે એક સારા સંગીત ના કલાકાર બની શકીશું